અમારા રસોડામાં આમ તો વધારે પડતાં જે વીજળી ઉપકરણો પણ તેમાં મુખ્યત્ત્વે ગૅસ મિક્સર ગ્રાઇન્ડર ઓવન ફ્રિજ ઘરઘંટી વગેરે વીજળીયુક્ત ઉપકરણો છે જૂના જમાનામાં આવા ઉપકરણો નહોતા ત્યારે લોકોને ઘણો બધો શ્રમ કરવો પડતો હતો અને એ સમયે સમે એ સમયે તેમનો વધુ પડતો બગાડ પણ થતું હતું પાણી અથવા તો પાણી ગરમ કરવું હોય તેમ જ ખાવા બનાવવા માટે પણ એ સમયે પૂરતી સુવિધા ન હતી હાલમાં જોવા જઈએ તો વધતી જતી ટૅકનોલોજીનાં કારણે અવનવાં ઉપકરણોની શોધ થઈ છે અને અવનવાં ઉપકરણો તૈયાર કરવામાં આવ્યા છે જેથી કરીને વ્યક્તિનો સમય અને શક્તિ બચી શકે છે અને એમને ઓછા સમયમાં યોગ્ય અને સારી વસ્તુ મળી રહે છે હાલના જમાનામાં અવનવી ટૅકનોલોજી દ્વારા ખોરાકોન ખોરાક બનાવાવમાં આવે છે હાલમાં લોટ દળવા માટે ઘરઘંટી માત્ર અડધો કલાક કે પચીસ મિનીટમાં લોટ દળીને આપી દે છે જયારે પહેલાંના જમાનામાં ઘરઘંટી નહોતી ત્યારે લોકોને લોટ દળવામાં બહુ વાર થતી હતી કોઈ પણ વસ્તુને પીસવી હોય તો અત્યારે મિક્સરમાં મિક્સરનો ઉપયોગ કરીને ખૂબ જ ઓછા સ ઓછા સમયમાં અને ખૂબ જ સારી રીતે પીસી શકાય છે તથા ઈલેક્ટ્રિક ગેસના લીધે પણ રોટલી બનાવવામાં ખૂબ જ ઓછો ઓછો ટાઈમ લાગે છે ગે સીલિન્ડરના માધ્યમથી ગૅસ અને સીલિન્ડરના માધ્યમથી લોકોને ખોરાક બનાવવામાં પણ ઓછો સમય લાગે છે ઓવન દ્વારા એકવાર ખોરાક બનાવ્યા બાદ ઈચ્છા હોય ત્યારે તેને ફરીથી પણ ગરમ કરી શકાય છે આ તમામ અવનવી ટૅકનોલોજી દ્વારા લોકોનું જીવન સંઘર્ષમાંથી સરળ બન્યું છે અને લોકોનું શક્તિ અને શ્રમ બચી રહ્યું છે પહેલાંના જમાનામાં આવી આધુનિક ટૅકનોલોજી ન હોવાને કારણે લોકોને વધુ શ્રમ કરવું પડતું હતું અને પરિણામ ઓછું મળતું હતું